શું તમને બેંકમાંથી ક્રેડિટ કાર્ડની જરૂર છે જો તમારે તમારી બેંકમાંથી ક્રેડિટ કાર્ડ જોઈતું હોય તો તમારે ખાલી તમારા એકાઉન્ટનું કેવાયસી કરાવવું આવશ્યક છે તમે તમારી બેન્કમાં જઈ અને તમારા કેવાયસીની વિગતો ચકાસી શકો તમે ઓનલાઈન બેંકીંગનો યુસ કરીને પણ તમારી કેવાયસીનું ચકાસણી કરી શકો તમારા કેવાયસી માટે તમારે તમારા એકાઉન્ટને આધાર કાર્ડ સાથે લિન્ક કરવું આવશ્યક છે આધાર કાર્ડ પાન કાર્ડ અને બેંક અકાઉન્ટ નંબર ત્રણેય જ્યારે લિન્ક થાય ત્યારે કેવાયસી સફળ થાય છે તે ઉપરાંત ઓનલાઈન ટ્રાન્જેક્શન અને ક્રેડિટ કાર્ડ ટ્રાન્જેક્શન માટે મોબાઈલ નંબરની પણ જરૂર જરૂરત પડે છે તો તમારે તમારો મોબાઈલ નંબર પણ તમારા આધાર કાર્ડ અને બેન્ક અકાઉન્ટ સાથે લિન્ક કરવો પડે આધાર કાર્ડ અને મોબાઈલ નંબરને બેન્ક અકાઉન્ટ સાથે લિન્ક કરવા માટે તમે ઓનલાઈન બેન્કિંગનો ઉપયોગ કરી શકો અથવા તો તમે બેન્કમાં જઈ અને તમારું આધારકાર્ડની વિગતો આપી અને પણ કેવાયસી કરાવી શકો